હા તમારું ટિકિટ નો ફાઇન બાકી છે હજી સુધી તમે કર્યું નહીં તમે યુવરાજ સોલંકી વાત કરો છો હં તો એવો એવો નહીં ચાલે તમને તમે ટિકિટ ભુલી જાઓ ને વગર ટિકિટ તમે મુસાફરી કરો છો એવી રીતે થોડી ચાલે અને ના તમને તમે અહીંયા મહેસાણા ઉતર્યા છો ત્યાં તમને ટિકિટનો ફાઇન અને જે તમે ટિકિટ નહીં લીધી એનું પણ ફાઇન આપવાનું રહેશે એની ચિંતા નહીં કરો તમે પૂરેપૂરો ફાઇન આપી દેશો તો કાંઇપણ કેસ નહીં નોંધાય એ તો ભરવો ભરવો જ પડશે કેમ કે તમારી જોડે ટિકિટ નથી ને વગર ટિકિટ તમે મુસાફરી નહીં કરી શકો ના ના આ તમે ફાઇન ભરી દો અને તમારા ઉપર કોઈ કેશ પણ નહીં નોંધાય નહીં તો પછી તમને તમારા ઉપર કેશ કરવો પડશે તમને એની ચિઠ્ઠી મળી જ હશે જે તમે જે તમારો ફાઇન થયો છે એ તમને ભરી દો પછી તમને ચિઠ્ઠી મળી જાય એ પછી તમને કોઈપણ હેરાન નહીં કરે